હેલો સર મારે કંપલેન નોંધાવી છે સ્વીગી માંથી સ્વીગીમાં તમારો તમે પાર્સલ કરવામાં આવેલ તમારો જે ફૂડ છે જે ડિલેવર તમે કર્યો છે તે સારો નથી અને તેમજ ખૂબ વાસી છે તેમજ સારો કોલેટીનો નથી તો મારે તેના વિશે ફરિયાદ નોંધાવી છે અને આ આ ફૂડ જે છે તે વાસી છે તેમજ કોલેટી પણ સારી નથી અને ટેસ્ટમાં પણ સારું બિલકુલ નથી તેમજ ખૂબ જ લેટ આવ્યું છે તો તે માટે મારે બીજો ઓડર કરાવવાનો છે તો તમે આ ફૂડની ચકાસણી કરશો અને આ ફૂડને તે મારે મારે બદલીને આપવાનું તમારે બદલીને આપવાનું છે સર